એક દિવસ મેં એક્ચુલી એમ તો દક્ષિણ ભારતીય ખોરાક મને ભાવે છે તો એમાં મેં એક દિવસ ઢોંસા બનાવાનો વિચાર કર્યો પણ ઢોંસા બનાવતી વખતે હવે આપણને પેલું ચોખા અને અડદની દાળ એ બધી સામગ્રી ભેગી કરવા ગઈ ત્યારે મે જોયું કે ચોખા એ પૂરા થઈ ગયેલા હતા તો હવે ઢોંસાની જગ્યા મેં એ દિવસે ઘરમાં કિનોવા હતો તો કિનોવા એક્ચુલી આમ તો મને વિચાર આવ્યો કે હવે શું કરું તો મેં કિનોવાથી એટલે ચોખાની જગીયાએ મેં કિનોવાનો ઉપયોગ કર્યો કે અને એ દિવસે જ આમ જોવા જઈએ કિનોવા આમ તો પ્રોટીન ઉત્તમ સૂત્ર માનવામાં આવે છે અને તેમાં બધા ન મહત્વના એમના એસિડ હોય છે એક ગ્લુટન ફ્રી પણ હોય છે અને તેના કાર્બ્સ પણ સંપૂર્ણ અન્ન તરીકે માનવામાં આવે છે આમ અમારે વિવિધ દાળ અથવા ચોખાના આધારિત વાનગીઓ કે કીનોવાને કઈ રીતે બદલી શકાય તે આપણે આપણી ઉદાહરણ તરીકે કિનોવાને આમ ઢોંસા ખાલી ઢોંસા નઈ પણ ખિચડી ઉપમા અથવા બિરયાનીમાં પણ ઉપયોગ લઇ શકાય કિનોવા સિવાયમાં આમતો મકાઈનો લોટ કે મિલટસ એ પણ લઇ શકાય આમ તો આ હવે હમણાં તો એજ વિશ્વભરમાં ચોખાની જગા બધા કીનોવા જ વાપરે છે આમ અને અન હવે ઇઝીલી એ હમણાં તો ઇઝીલી અવેલેબલ બી બધી જગા મળતે હશે